શહેરની અન્ય શાળાઓની તુલનામાં અમારા ગામની શાળાઓ જુદી તરી આવે છે જેમ કે શહેરની શાળાઓમાં જોવા જઈએ તો ફી હોય અને ગામની શાળાઓમાં મફત હોય અને શહેરની શાળાઓમાં શિક્ષણ સારું નથી મળતું અને ગામડાઓની શાળાઓમાં શિક્ષણ સારું મળે છે ગામડાઓની સરકારી શાળાઓમાં જોવા જઈએ તો તે વિવિધ પ્રકારની યોજનાઓ જેવી કે મધ્યાહન ભોજન યોજના શિષ્યવૃત્તિ જેવી યોજનાઓનો ગરીબ બાળકો લાભ લઈ શકે છે ગરીબ બાળકો શિક્ષણ મેળવી શકે છે શહેરમાં બાળકોને શિક્ષણ શિક્ષકો ઉચ્ચ ડીગ્રીના હોવાથી સારું એવું શિક્ષણ મળે છે જ્યારે ગામડાઓમાં બાળકો સારું એવું શિક્ષણ મેળવી શકતા નથી શહેરમાં બાળકોને શિક્ષણ માટે ફી આપવી પડે છે જ્યારે ગામડાઓમાં મફત શિક્ષણ મેળવી શકે છે શહેરની શાળાઓમાં બાળકોને સારી એવી વ્યવસ્થા મળી શકે છે જ્યારે ગામડાઓમાં બાળકોને જરૂરિયાત મુજબ વ્યવસ્થા મળતી નથી ગામમાં ઓછા પ્રમાણમાં શાળાઓ હોય છે જ્યારે શહેરમાં વધુ પ્રમાણમાં શાળાઓ જોવા મળે છે આમ જોવા જઈએ તો સારી અને ખરાબ એમ બંને બાબતો જોવા મળે છે